પહેલાંના જમાનામાં એટલું કંઇ ભણવાનું મહત્વ નહોતું છતાં પણ મારા દાદા દાદી મતલબ મેં મારા દાદા દસ પાસ કરેલ છે અને મારાં દાદી આઠમાં સુધી ભણેલાં છે કે જેથી તેને લખતાં વાંચતાં એકદમ પરફેક્ટ આવડે છે ને બેંકનાં કોઈ પણ કામ કરવાનાં હોય છે તે પણ તે સારી રીતે કરી શકે છે ત્યારનાં જમાનામાં ભણવાનું તેટલું કંઇ મહત્વ નહોતું છતાં પણ મારા દાદા દસ સુધી ભણેલા છે ને તે પણ સારા માર્કે પાસ થયેલા હતા અત્યારે કંઇ પણ મતલબ કે કોઈ ફોર્મ ભરવાનું હોય કે કંઇ પણ હોય ને તો મારા દાદા પોતે હાથે જ કરી લે અને કોઈને પણ એવું કંઇ ફોર્મ ભરવાનું હોય તો તેને મદદ પણ કરે છે તે જમાનામાં ભણવા જવાનું હોય તો તે મિન્સ કે ઘરથી એટલું નજીક ન હતું છતાં પણ તે સાઇકલ લઈ ને દૂર સુધી જતાં અને ત્યાં જઈ ને સારી રીતે ભણતા ને મારાં માતા પિતા એ કોલેજ પાસ કરેલી છે ને મારા પિતા અત્યારે એકાઉન્ટન છે તો તેનાં સમયમાં પણ એટલું કંઇ ભણવાનું મહત્વ નહોતું છતાં પણ મારાં દાદા દાદીએ તેમને સારી રીતે ભણાવ્યાં કે જેથી તે આગળ જતાં કંઇક સારાં પદ ઉપર વર્ક કરી શકે કે જેથી તેઓને કોઈ કમાવામાં કોઈ તકલીફ ન પડે કે જેથી તમે એજ્યુકેસન હોય તો ત્યારે એજ્યુકેસન હોય તો ત્યારે તમને કમાવામાં કોઈ તકલીફ નથી આવતી કે કોઈ પણ કામ તમે આસાનીથી કરી શકો છો જ્યારે તમારે ભણતર નથી હોતું તો ત્યારે તમને કોઈ કામને અંદાજ નથી આવતો કે તમારે તે કામ કઈ રીતે કરવું તેનાં માટે તમારે બીજા લોકોની સહાય લેવી પડે છે જ્યારે એ લોકો તમને સમજાવે ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ મારે કઈ રીતે કામ કરવું તો જ્યારે આપણે આ જીવનમાં ભણતરનું બહું જ મહત્વ છે ને આપણે ભણવું જ જોઈએ ને અત્યારે તો ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે તમે ઘર બેઠાં ઓનલેન ભણી શકો છો ફોનો ઉપર અથવા લેપટોપમાં પહેલાંનાં જમાનામાં આવી કંઇ સુવિધા જ નહોતી અને સ્કૂલ પણ નજીક નહોતી કે જેથી તમારે જવું હોય તો બાજુનાં ગામમાં ભણવા માટે જવું પડે તો ત્યારે પણ ઘણી બધી મુશ્કેલીઓ આવતી તો ત્યારે રસ્તામાં નદીઓ આવતી ઘણી વાર રોડ રસ્તા સારા ન હોય તો સાઇકલ લઈ ને જતાં હોય તો તેમાં પણ ક્યારેક રો રસ્તા ખરાબ હોવાના કારણે પંચર થવાનાં પંચર ને એવું થઈ જતું કે જેથી તેઓ સ્કૂલે મોડા પહોંચતા એવા બધા પ્રોબ્લમમાંથી પણ તેઓ પસાર થઈને સારી રીતે ભણ્યા છે અને સારું એવું ગ્રેજ્યુઇશન પાસ કરી ને સારા માર્કે પાસ થયા છે તો આવા સમયમાં આપણને આટલી બધી સુવિધાઓ મળતી હોવાં છતાં પણ ઘણા સ્ટુડન્ટ સારી રીતે ભણતા નથી તો મારું કહેવું તો એવું છે કે ભાઈ આટલી સુવિધા જો મળતી હોય ને તો આપણે સારી રીતે ભણવું જ જોઈએ તે સમયમાં કંઇ ઓનલાઇન માધ્યમ હતું નહીં અત્યારે કંઇ ફોનની સુવિધા પણ નહોતી અત્યારે આપણે સ્માર્ટ ફોન પણ થઈ ગયા છે કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય ન આવડતી હોય તો તમે ઓનલાઇન સર્ચ પણ કરી શકો તો તેમાંથી તમને માહિતી પણ મળી જાય ને પહેલાંનાં જમાના તેવું કંઇ પોસિબલ જ નહોતું તે જમાનામાં ભણતર નહોતું પણ તે લોકો ગણેલાં સારું હતાં કે કોઈ પણ કામ હોય તો તે સારી રીતે કરી શકતાં ને અત્યારે આપણે ભણતર છે પણ ગણતર નથી કે ભાઈ આપણે કોઈ પણ કામ કરવાનું કીધું હોય તો તરત આપણે એવું કહી દઈએ કે આવું મને ન આવડે આવું કંઇ અમારે ભણવામાં ન આવે પણ અમુક વસ્તુ ભણવામાં ન આવે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એ કઈ રીતે થાય તે લોકો આગળનાં જમાનાનાં લોકો ભણેલાં નહોતાં પણ તેને કોઈ પણ કામ તમે આપો ને તો તે આસાનીથી કરી લેતાં કે ભઈ પ્લેમ્બિંગનું કામ હોય તો તે જાતે કરી લેતાં કે જેનાં માટે કોઈ લોકોને બહારથી બોલાવવાં કે એવું ન કરતાં કે કોઈ ઇલેક્ટ્રીકની વસ્તુ હોય તો તે મતલબ કે કોઠાસૂઝ કહી શકીએ આપણે કે ભાઈ તે આ ગમે તે કામ હોય તો એ અંદાજ લગાવી લે કે ભાઈ આ જ ફોલ્ટ હશે ને આ રીતે જ થશે અત્યારનાં લોકો આપણે ભણ્યાં છીએ પણ એટલું કંઇ ગણ્યાં નથી કે જેથી કોઈ પણ ફોલ્ટ હોય ને તો આપણે વિચારવું પડે એવામાં કઈ જગ્યાએ ફોલ્ટ હશે કે ક્યાં પછી આપણને ખ્યાલ ન આવે તો આપણે બીજાને બોલાવવાં પડે એટલાં માટે અત્યારે ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે જરૂરી છે ને ઘણાં લોકો કોલેજે જતાં હોય તો ભણવા ખાતર જતાં હોય છે તો એ ભણવા ખાતર જવાને બદલે માતા પિતા આટલી ફિઝ ભરતાં હોય આટલી આપણને સુખ સુવિધાઓ પૂરી પાડતાં હોય તો આપણી ફરજ બને કે આપણે ત્યાં જઈએ ને સારી રીતે અભ્યાસ કરવો જોઈએ અને સારું એવું નોલેજ મેળવવું જોઈએ કે જેથી આપણે આગળ જઈને આપણાં માતા પિતાને સારી રીતે હેલફુલ થઈ શકીએ અત્યારે બહાર પણ સારું એવું નોલેજ અલગ અલગ સંસ્થામાં ફ્રીમાં આ આપવામાં આવે છે તો ત્યાં પણ આપણે ઘણાં લોકો એવું કહેતાં હોય કે ભાઈ અત્યારે ગવર્મેન્ટ સંસ્થા છે ને ફ્રીમાં છે તો ત્યાં કંઇ હોય નહીં સારું એજ્યુકેસન ન આપતાં હોય તો તે જગ્યાએ પણ સારું એવું એજ્યુકેસન બધાં આપતાં હોચ છે તો આપણે એવા ફ્રી સેમિનાર હોય કે જ્યાં ફ્રી નોલેજ મળતું હોય તો ત્યાં જઈ ને પણ આપણે તેનો લાભ ઉઠાવવો જોઈએ આ રીતે આપણે ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ બને છે તો આપણે આપણાથી બનતા પ્રયાસ કરવા જોઈએ કે જેથી આપણે વધુમાં વધુ નોલેજ મેળવી શકીએ અને નોલેજની સાથે આપણે ગણતર અને પ્રેક્ટિકલ નોલેજ પણ મળવું જરૂરી છે કે તે બધું પણ આપણને સારી રીતે મળી જાય તો આપણે આગળ ક્યાંય પણ અટકીએ નહીં પહેલાંનાં સમયમાં તો પ્રેક્ટિકલ નોલેજ કે એવું કંઇ પોસિબલ નહોતું કે ક્યાંયથી આપણને પ્રેક્ટિકલ નોલેજ ન મળતું એ લોકોને બસ પોતાને જાતે જ પ્રેક્ટિકલ કરવું પડતું ને સાદું સિમ્પલ જે અભ્યાસ હોય તે તેને શાળામાં ભણાવવામાં આવતું તો પણ તે લોકો ક્યાંય આગળ જતાં હતાં ને અત્યારે આપણે એટલું બધું નોલેજ હોવાં છતાં પણ આપણે એટલાં આગળ નથી જઈ શકતાં એનું રિઝન એ જ છે કે આપડે કોઠાસૂઝ નથી ને તે લોકો ભણ્યાં છે પણ ગણ્યાંય છે સાથે ને આપણે ભણ્યાં પણ ગણ્યાં નથી